ડૉક્ટર ડૉક ડૉક્ટર પ્રજ્ઞાન મારે પપ્પાની આંખનું ઓપરેશન કરાવવાનું છે મોતીયો છે તો હા એટલે ક્યારે લાવવાનું તમારે એટલે તમે બોલો એટલે એ વખતે અમે લઇ આવીશું ટોકન કઢાવી લઈએ છીએ તો ક્યારે લઈને આવીએ ઓપરેશનનો તમે ડેટ આપો

હા તો ના પણ સાહેબ મારે તો છે ને પપ્પાને ડાયબીટીસ નથી અને થોડી એમને જરા બી પીની તકલીફ છે બાકી તો કોઈ તકલીફ નથી બસ એટલી જ છે કે અમે બધું કરાવી લીધું છે ઓકે છે સર તમે બોલો ડેટ આપો એટલે અમે લઈને આવીએ

હા

હા કેટલા પૈસા થશે તમારે બિલ કેટલું થશે આપણે તો સાદી જ નેત્રમણી લગાવવાની છે હા બહુ મોંઘી નથી લગાવવાની હા બસ એટલું જ ચાલશે હા બસ બસ બધું ઓકે સાહેબ ઓકે ઓકે ખાવાનું શું આપવું પડશે ખાવાનું શું આપવાનું છે ખાવાનું શું ખવડાવવાનું હા પછી બંધ તો નહીં કરે બંધ કરીને લાવવાનું ખોરાક પછી છેલ્લા ચાર વાગે